જૂના ગીતો અને આજના ગીતોમાં જો મને જોવા જાવ તો મને સૌથી વધારે પસંદ આવશે જૂના ગીતો કારણ કે જે જૂના ગીતો હતા ને તેનું લખાવટ એટલી સરસ હતી જે કવિઓ જે લખતા હતા એ એ પહેલાં એવું વિચારતા તેના મનમાં કે છે ને કહાની હું છે પિચર કઈ કહાની પર છે વિરહ છે સિંગ કયો રસ છે સિંગાર રસ છે વિરહ રસ છે દૂર થવાનું કંઈક છે કે કંઈક મળવાનું છે કંઈક પામવાનું છે એ પેલા બધું પોતે એ પોતે એ ફિલ્ડમાં આવી જતા હતા અને પછી એ લોકો વિચારતા હતા કે હવે મારે કેમ કરવાનું છે હવે મારે શું લખવાનું છે શેના પર લખવાનું છે કયું કયું પિક્ચર્સને લઈને કંઈ મતલબ કહેવાને લઈને મારે લખવાનું છે એ બધું મતલબ કઈ પોજીસન કઈ સિચવેશનમાં મારે લખવાનું છે એ બધું એ લોકો વિચારતા અને પછી લખતા અને લખીને પછી જે પહેલાં જે મતલબ શું કહેવાય કંપોશી કંપોઝર એ લોકો ઢાળતા હતા તે એના મ્યુઝિકમાં આહા હા હા બહુ મજા આવતી હતી તે સાંભળવાની જ ખૂબ એટલી મજા આવતી તેના બે કારણ છે કે એ લોકો કેવી રીતે આવું કરતા હતા પહેલાં તો જૂના ગીતો જે લખવાની જે રીત હતી એ બહુ સરસ હતી એ લોકો પાસે શબ્દભંડોળ એટલો હતો અને એ લોકો એક પ્રોપર હિન્દી હિન્દી ને યુઝ કરીને જ એ લોકો લખતા હતા અથવા કોઈ ઉર્દૂ ઉર્દુમાં જે કહેવાય નુક્તા નુક્તાને લઈને એ લોકો લખતા હતા અને અત્યારમાં તમે જોવા જાવ તો જે પોપ સોંગ છે એમાં હિન્દી તેનું મેનું ગલ્લા ફલ્લા બસ આ જ બધું આવે છે તેમાં કોઈક જે ફિલિંગ્સ ઇમોસન્સ જે આવવું જોઈએ ને તે નથી આવતું જે મને નથી ગમતું જે મને પસંદેય નથી આવતું આ વાત થઈ ખાલી લખવાને બાબતે હવે આપણે વાત કરીએ ગાવાના બાબતની જ્યારે તમે પહેલાંના ગીત સાંભળતા તો એ એક એવું એક એવા માહોલ બનાવી નાખે કે એ માહોલમાંથી આપણને બહાર નીકળવું નથી ગમતું ભલે આપણને એ હા એના શબ્દો આપણને નથી ખબર પડતા ભલે આપણને એવી ફિલિંગ શું કહેવાય આમ કંઈ ખબર નથી પડતી શું ગાય પણ આ મને સાંભળીને સારું લાગતું હતું એને કહેવાય સ્વર વાહો જે ગાય છે એના શબ્દો નહિ પણ એને જે ગાવાની જેમ કે સારેગામાપધનિસા તો એ એનો જે સ્વ સૂર લાગે છે એ સુરના ભાવને કારણે એ આપણને ગમતું હતું પહેલાંના જે સ અનં અને અત્યારના સૂરભાવ તો છે જ નહિ કોઈનામાં સૂર મતલબ છે સૂર ઘણા બધા સિંગરો એવા છે કે સૂર છે પણ એ લોકોને અત્યારમાં એવા પોપ સોંગ ગાવા પડે છે જેના લીધે બધું નકામું થઈ જાય છે આ એનો બીજો પોઈન્ટ હવે એનો આવ્યો ત્રીજો પોઈન્ટ પહેલાંના જે ગીતો બનતા હતા બધા ક્લાસિક મતલબ જે આપણું હિન્દુસ્તાની રાગાસ કહેવાય જે રાગ કહેવાય રાગ સારામ વૃન્દાવની સારન ભૈરવ આહીર ભૈરવ નટભૈરવ મિયાં મલ્હાર તોડી પૂર્યાતનાશ્રી ભોપાલી યમન આ જે બધા જ જે આ રાગ રાગ કહેવાય તેની પરથી ક્યાંકને ક્યાંક ઉતરી આવતા હતા અત્યારમાં તમે જોવા જાઓ તો કોઈ પણ રાગ પરથી નથી ગીત ઉતરી આવતું મતલબ એ એવું લાગે કે કયા રાગમાં ગીત છે આ રાગમાં ગીત છે આ રાગમાં ગીત છે બધુ બધા રાગ ભેગા ભેગા એટલે અમુકને હું તમને ખાલી એક ઉદાહરણ તરીકે કહું કે રાગ ભોપાલી છે તો તેમાં શૃંગહાર રસ છે અને રાગ પૂર્યાધનાશ્રી છે તો તેમાં એ વિરહનો રસ છે હવે આ બે રાગનો હું ભેગા કરી દઉં તો કયો રસ ઉત્પન થાય કોઈ રસ ઉત્પન્ન ન થાય અને કયું આપણને સાંભળવું ગમે કાંઈ સાંભળવું ન ગમે તો અત્યારના નવા ગીતોમાં આવું થાય છે કે બધા રાગ ભેગા કરી દે છે તેના રસ ભેગા કરી દે છે તેના સૂર ભેગા કરી દે છે તો તેને સાંભળવાની મજા નથી આવતી જરા પણ નથી આવતી તેના લીધે અત્યારના ગીત મને નથી ગમતા ઘણા બધા ગીત છે કે ગમે છે પોપ સોંગ એવા ઘણા બધા છે ગમે છે જે પોપ રીતે ગવાય પણ અમુક જે વસ્તુ કહેવાય ભજનને ભજનની રીતે ગાવું જોઈએ અમુક એવા લિરિક્સ છે કે તેનું માર દિયા મેનું માર દિયા તો હવે આ માર દિયા જે વર્ડ છે એને આપણે શું કહેવાય કે આમ ચો થ્રો સાથે ન ગાવાય મતલબ આપણે એને આમ ડિસ્કો ડીજેમાં ન ગવાય એને આપણે કેવું આમ સ્મૂથલી આમ હળવાશપૂર્વક આપણે એને ગાળ ગાઈ શકીએ આજ બધું આપણે જોવાનું છે કે કેવી રીતે આ થયો એનો ત્રીજો વ્યૂ હવે મારો છે ચોથો વ્યૂ ચોથો વ્યૂ એવો છે કે એમાં એવું જોવા જાવ તો પહેલાંના જમાનામાં મતલબ જૂના સમયમાં ઓટો ટ્યુન તો હતું જ નહિ ઓટો ટ્યુન મતલબ એવું કે અવાજને જે નથી સિંગર એને પણ સિંગર બનાવી દે ગાય છે ગમે તેવું પણ એનો અવાજને બનાવટપૂર્વક કરીને એમાં બધી ઇફેક્ટ નાખીને એમાં બધું એવું કાંઈક કરીને મારી મચળીને એવી રીતે બનાઈ દે કે એ સિંગર છે પહેલાંના જમાનામાં એવું નહોતું પણ અત્યારના જમાનામાં ઓટો ટ્યુન જે આવી ગયું છે એ સાવ ખોટી વસ્તુ છે પણ જો એ તમે ઈ સિંગરને તમે આમ તેની તમારે એની સામે બેસીને સાંભળો તો તમને એમ થાય કે આની કરતાં તો હું શું સારું ગાઉં છું એવું લાગે પણ એ વસ્તુ અત્યારમાં એવું થાય છે પહેલાં તો જે લતા મંગેશકર ક્રિશ્ન મૂર્તિ આ બધું જે હતુંય એ બધા બહુ સારા હતા બસ તેથી જ મને જૂના ગીતો વધારે ગમે છે